હા મેં મેં ઘણી બધી વસ્તુઓ બનાવી છે મને નાનપણથી જ ઘણો બધો શોખ હતો જ્યારે હું મને યાદ છે કે દસમામાં હતી અને વેકેશન પડ્યું ત્યારે મેં ઉનના ગુંથણનું એક ટપાલ પત્ર બનાવ્યું હતું અને એ ટપાલ પત્ર માટે એક પેટી તૈયાર કરી હતી જે હજી સુધી મારી પાસે છે કારણ કે એ બનાવ્યા પછી મને હું એટલી બધી ખુશ થઈ એ જોઈને કે મારામાં આ કળા પણ છે ને એ વસ્તુને મેં હજી સુધી સાચવી રાખી છે બીજી વખત જ્યારે મારી લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી ત્યારે મેં મારા પતિને કંઈક નવું આપવું હતું કંઈક કિંમતી આપવું હતું તો તેની માટે એક રૂમાલમાં ભરતગુંથણ કરેલું હતું એનું ચિંતન નામ લખ્યું હતું અને સાથે મારું નામ લખ્યું હતું મોટા ભાગે બધા લોકો બહારથી લાવતા હોય છે પણ મેં એની માટે એ રૂમાલ બનાવીને એક હેતુ એ હતો કે રોજ એ રૂમાલને જોઈ અને યાદ કરે મને જ્યારે મેં મારી પ્રથમ વર્ષગાંઠે એમને મેં જ્યારે આપી લગ્નતિથીએ ત્યારે ખૂબ ખુશ થયા અને મારી આ મહેનત જોઈને મારી આ રૂમાલને જોઈને ભરતગુંથણને જોઈને એ એમના માટે એક અનમોલ ભેટ સાબિત થઈ છે અને હજી સુધી એમણે પણ એ રૂમાલ ભરત ગુંથેલો જે મારો છે ખૂબ સાચવીને રાખ્યો છે આજે મારા લગ્નને પંદર વર્ષ થયા છે તે હજી સુધી સાચવી છે ત્યારબાદ મેં મારા ગર્ભવસ્થામાં મેં મારા મારા કૃષ્ણ ભગવાન જે મારા કાનુડો છે એ એના વાગા તૈયાર કરેલા એ પણ મેં ઉનથી તૈયાર કરેલા કારણ કે મને ભરતગુંથણ કરવું ગમે છે સાથે સાથે ઘણી બધી કલાઓમાં મને જેમ કહીએ ને કે વોલ પેઇન્ટિંગ છે એ કરવું ગમે છે સાથે સાથે જે ખરાબ વસ્તુઓ હોય એનામાંથી કંઈક નવી વસ્તુ કઈ રીતે બની શકે તેવું પણ મને કરવું ગમે છે જ્યારે મેં મારા કૃષ્ણના વાગા બનાવ્યા અને એ જ્યારે એમને પહેરાવ્યા ત્યારે એ જોઈને એટલો બધો આનંદ થયો કે મારા કાનુડો જે કહેવાય એ મારો કાનુડો એટલો સરસ દેખાતો હતો રૂપાળો અને મેં જન્માષ્ટમીના દિવસે એ વાગા એમને ખાસ પહેરાવ્યા હતા અને મને એવું હતું કે એ વાગાથી વાગા મારાથી જે બને છે કારણ કે ત્યારે મારાથી બેસાતું પણ નહીં હતું પણ છતાં પણ મેં દિવસ રાત બેસીને જન્માષ્ટમી નજીક હતી ને અચાનક મગજમાં વિચાર આવ્યો ને મારી બનાવવું હતું અને મેં બનાવ્યા ત્યારે મારા મમ્મી પપ્પા સાસુ સસરા બધા એટલા બધા ખુશ થયા ઇવન મારા પતિ જે ચિંતન છે એ પણ ખૂબ ખુશ થયા એટલે આવું ઘણું બધું બનાવ્યું છે સાથે સાથે હાથ બનાવટની જે બી કલ કલા છે જે છે ભરતગુંથણ છે મે જરદોશી વર્ક પણ શીખ્યું તું જરદોશીમાં મેં અલગ અલગ તાર ક કયા કયા વણાટ આવે છે એ કરીને મેં એક આખો એના અલગ અલગ રૂમાલો તૈયાર કર્યા હતા તે પણ હજી સુધી મારી પાસે છે એ મારી યાદગીરીરૂપે છે કારણ કે એ હું જ્યારે પણ શીખવા જતી હતી એ ટીચરે મને મારા જે શિક્ષક હતા એમણે મને એટલું સરસ રીતે શીખવાડેલું કે હજી પણ હું એ મારી દીકરીને પણ શીખડાવું છું જે કળા મારામાં એ કળા બધી મારી દીકરીમાં છે કોઈ બોટલ ફેંકવી હોય ને તો એ બોટલ ફેંકવા પહેલાં અમે વિચારીએ કે આનું શું બનશે તો પછી એનું આપણે પેન મૂકવાનું સ્ટેન્ડ છે એ બનાવી દઈએ છે ઘણી વાર મુખ આપણી બધી બોટલો હોય છે એ બોટલ પર ચિત્રકલા કરીને અલગ અલગ કલરથી ચિત્ર દોરીને એને આપણે એક સોપીસ તરીકે પણ મૂકીએ છે મૂકી દઈએ છે એવી ઘણી બધી ક્રાફ્ટની વસ્તુઓ છે પણ એ બધી વસ્તુઓ મેં મારી વસ પાસે રાખી છે અને મારી દીકરી પણ બનાવે છે એ પણ હું બધી મારી યાદગીરી માટે હું રાખું છું